હલો બોલો બોલો પાર્થભાઈ કેમના યાદ કર્યો તમે હં બોલો બોલો ને શું હતું જણાવો જણાવો હં મારે ચાલું છે અમારો ફેમિલી વ્યવસાય છે અને અત્યારે બી કરીએ જ છીએ તમારે અમારું કામ જોવું હોય ને તો જીઆઇડીસીમાં ચાર પાંચ કંપની કરી છે અમે તો તમે એમાં જોઈ શકો છો કે અમારું કામ કેવું છે બરાબર બરાબર બોલો બોલો શું કામ હતું બોલો હં જુઓ આપણે રોડ છે ને બે ટાઇપના હોય એક છે ને સિમેન્ટથી બને એને કહેવાય આરસીસી રોડ અને બીજો બને છે ડામરનો ડામરનો રોડ ડામરનો રોડ ડામરનો રોડની ઉંમર બે થી ત્રણ વર્ષની હોય છે અને સિમેન્ટના રોડની ઉંમર ચાલીસથી પચાસ વર્ષની હોય છે અને ડામરનો ખર્ચમાં બહુ સસ્તો પડતો હોય છે અને સિમેન્ટ રોડ બનાવવામાં ખર્ચો બહુ સારો એવો પડી જતો હોય છે ખર્ચો બહુ સારો થાય છે એમાં તો તો તમારો તમારા બજેટ પ્રમાણે તો તમે જણાવો કે કેવી રીતે ડામરનો રોડ કરવો છે કે સિમેન્ટનો રોડ કરવો છે બરાબર બરાબર છે તો પછી તો પછી હં તો પછી સિમેન્ટનો રોડ બનાવીએ ને તો પહેલાં સૌથી પહેલાં આપણે એક લેવલ કરવું પડે લેવલમાં રોડ કરવો પડે પછી રોડા નાખવા પડે એટલે મેટલ નાખવાં પડે એ મેટલને બી રોલર ફેરવવું પડે પછી એની માથે સળિયા નાખવા પડે સળિયા નાખ્યા પછી આપણો રોડ તૈયાર થાય અને એ રોડ છે ને સાઠ કિલોમીટર અંદાજિત થાય છે આપણે બે લાઈનનો રોડ છે તો એ આપણે છે ને બે થી ત્રણ મહિનામાં આપણે રોડ બનાવી શકીએ છીએ જો તમે એટલો ટાઈમ આપો તો હું બનાવી શકું છું હા અમારી ટીમ અને વર્ક ફ્રોસ એ છેલ્લા વીસ વર્ષથી અમારી સાથે જ છે અને અમે છેલ્લા ચાલીસ વરસથી આ જ વ્યવસાયમાં જોડાયેલા છીએ એટલે તમારે અનુભવની કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી કે રોડમાં કેવું થશે અને તમને છે ને હું તમને અમારા વ્યવસાયનો બધી જ માહિતી તમને વ્હાસ્ટએપ કરી દીધી છે તમે જરા જોઈ લેજો અને મેં તેમને આ રોડનો એસ્ટિમેટ એટલે થોડુંક ટોટલ ખર્ચ અંદાજિત કેટલો થઈ શકે છે એનું બી મેં તમને મોકલી આપ્યું છે તો તમે જોઈ મને જણાવજો ઓકે બરાબર છે બીજું કોઈ પ્રશ્નો ખરા તમને હોવ વાંધો નહીં બરાબર છે તમે એક વાર બધી માહિતી જોઈ લો પછી મને જણાવજો બરાબર